કપડાં ધોવા માટે જૂના સમયથી માંડીને અત્યાર સુધીમાં ઘણી બધી શોધો થઈ પાણીના સાધનો પણ જુદી જુદી રીતે વધવા લાગ્યા પહેલાંના સમયમાં અમે નાના હતા ત્યારે મમ્મી કૂવા પર જઈને બધા કપડાં લઈ જાય સાથે અમે બાળકો પણ જતાં કૂવામાંથી દોરડાંથી ડોલે કરીને પાણી કાઢે અને પછી કપડાં ધોવે અને હાથથી નીચોવે અને પછી કપડાં સૂકવવા નાખે તે સમયે તો ચોમાસામાં કપડાં સુકાતા જ નહીં ધીમે ધીમે આધુનિક સાધનો વધવા લાગ્યા કૂવા પર ધોવાતાં કપડાં હવે ઘરમાં ધોવાવા લાગ્યા પોતાનું પ્રાઈવેટ બોરિંગ આવ્યું બોરિંગમાં ઇલેકટ્રીક મોટર નખાવી નવા મકાનો બન્યા મકાનના ધાબા ઉપર ટેન્ક લાગી ગઈ ઇલેક્ટ્રીક મોટરની મદદથી અગાશીમાં મુકાયેલી ટાંકીમાં પાણી ભરાયું અને ઘરના નળમાં પાણી આવે એનાથી કપડાં ધોવાય જો કપડાંના હાથથી ધોવાનો સમય ચાલુ જ હતો હાથથી ખેંચવાના દોરડાની જગ્યાએ મોટર આવી ગઈ પરંતુ કપડાં હાથે જ ધોવાવા લાગ્યા ઉનાળાના દિવસોમાં બોરિંગના પાણી ઘટી જાય એ ધ્યાને લઈને અમને એવો મનમાં સુજાવ આવ્યો કે અગાસી પરના પાણીને કેમ બોરમાં ન નાખીએ અને અમે અગાસીના પાણીનો જે વ્યય થતો હતો બાર વહી જતું હતું એને અમે અમારા બોરિંગમાં નાખ્યું

એ રીતે અમારું બોરિંગ રિચાર્જ થયું બીજે વર્ષે પાણી ઘટ્યું નહીં એ હતો રિચાર્જ કરાયેલા પાણીનો પ્રભાવ પાણીના સ્તર નીચે જવા લાગ્યા એ જોઈને પાણી ઓછું બગાડવું જોઈએ એવો પણ વિચાર આવ્યો ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી અને હાથથી ધોવાતાં કપડાંની જગ્યાએ વોશિંગ મશીન આવ્યું વોશિંગ મશીનમાં પણ જુદા જુદા પ્રકારના મશીન હવે તો સો ટકા કપડાં સુકાઈ જાય એવા પણ મશીનો આવ્યા છે પણ અમારી પાસે જે મશીન છે એમાં પચાસ ટકા કપડાં સુકાવા લાગ્યા જે કપડાં ચોમાસા દરમિયાન આઠ દસ દિવસથી સુકાતા ન હતા એ ચોમાસામાં ત્રણ ચાર દિવસે સુકાવા લાગ્યા પાણી પણ ઓછું વપરાવા લાગ્યું કારણકે મશીન નક્કી કરેલું જ પાણી વાપરે છે માણસ કરતા મશીનને ટાઈમર આપેલું હોવાથી એને જોઈતું પાણી લીધા પછી એ બંધ થઈ જાય છે એ રીતે પાણીનો બચાવ થયો ભવિષ્યમાં આવી પાણી બચશે જળ એ જ જીવન છે આવનારા વર્ષોમાં પાણી ઘણા સમય સુધી ચાલુ રહે એ માટે અમે અમારા બોરની અંદર રિચાર્જ કર્યું કપડાં ધોવા માટે પાણીનો ઓછો બગાડ થાય એવા પ્રયત્નો કર્યા નવા માટે પણ ઓછા પાણીનો ઉપયોગ કરવા માંડ્યા ટૂંકમાં બાળકોને પણ સમજાવી દીધું કે જળ એ જ જીવન છે આજનો પાણીનો બચાવ આવતીકાલે કામ આવશે એની હંમેશા અમારા ઘરના દરેકે દરેક વ્યક્તિ કાળજી રાખતા થયા અને આ રીતે અમે પાણીનો બચાવ કરતા શીખ્યાં